પ્રવાસ માટે મને દરેક સ્થળ પસંદ છે જેમ કે દરિયા કિનારે આવેલા સ્થળ હોય પર્વતો હોય ઐતિહાસિક સ્થળ હોય મંદિરો હોય ધાર્મિક સ્થળો હોય વગેરે વગેરે આપણે ગુજરાતી લોકોને તો પ્રવાસના ખૂબ શોખ હોય છે અને એવું કહેવાય છે ભારતમાં કે સૌથી વધારે પ્રવાસ ગુજરાતના અને બંગાળના લોકો કરે છે અને આપળા દેશમાં તો એટલું બધું વૈવિધ્ય છે કે આપણે પરદેશ જવાની પણ જરૂર રહેતી નથી કારણ કે આપણા ત્યાં બધા જ પ્રકારના સ્થળો અવેલેબલ છે પ્રાપ્ય છે જેમ કે આપણે દરિયાની વાત કરીએ તો સુંદર સુંદર દરિયાકાંઠા માટે આપણે ગોવા પણ જે સરસ સ્થળ છે એવી જ રીતે કેરાલા પણ વિઝિટ કરી શકાય છે આંદામાન નિકોબાર પણ જવાય છે તો આવા તો કેટલાય સ્થળો છે ખાલી ગુજરાતમાં જ જો જોઈએ તો સોમનાથનો દરિયા કિનારો પણ બહુ સુંદર છે દીવ દમણનો પણ સુંદર છે સફેદ રણ જે કચ્છમાં આવેલું છે તો એ પણ બહુ સુંદર છે અને આપણી ગુજરાત સરકાર ખાસ એમાં રસ લઈને દરેક સ્થળોને ડેવલપ કરે છે એટલું જ નહીં પણ ઐતિહાસિક સ્થળો તો આમ કહેવાય છે કે ભારત દેશમાં તો ખૂટે નહીં એટલા બધા ઐતિહાસિક સ્થળો છે જેમાં સૌથી વધારે જે આપણે જોઈએ તો વધારે પ્રવાસીઓને બાર જ્યોર્તિલિંગના દર્શન કરવાનો એકજાતનો અંદરથી ઈચ્છા હોય છે અને બાર જ્યોતિર્લિંગમાંથી જો પૂરા કરતાં હોઈએ દર વર્ષે એક એક કરીને તો પણ બાર વરસ થાય જેમ કે ઉજ્જૈન છે પછી ત્યાં ઈન્દોર પાસે મહાકાલેશ્વર છે ઉજ્જૈનમાં ઓમકારેશ્વર છે તો સોમનાથ મહાદેવ છે આપણા ગુજરાતમાં તો એવા તો અનેક છે નાસિક જઈએ તો નાસિકમાં ત્રંબકેશ્વર છે તો એટલે ધાર્મિક સ્થળો પણ ખૂટે નહીં એટલા બધા આપણે ત્યાં છે હજુ આપણે પર્વતોની વાત કરીએ તો તો પૂછવું જ શું કે આખી જે વર્લ્ડ ફેમસ જેને કઈએ કે હિમાલયની ગિરિમાળા આપણા દેશમાં છે અને તમે ઉત્તરાખંડ જાઓ હિમાચલ પ્રદેશ જાઓ દાર્જિલીંગ જાઓ સિક્કિમ જાઓ અરુણાચલ મેઘાલય તમે થાકી જાઓ માણસ થાકી જાય પણ પ્રવાસના સ્થળો ખૂટે નહીં એટલા બધા છે એટલું જ નહીં પણ ચારધામ યાત્રાનું તથા અમરનાથ યાત્રાનું પણ આપણે ત્યાં અનેરું મહત્ત્વ છે ચારનાથ ધામમાં એવું કહેવાય છે કે જે નસીબદાર હોય એ જ ચારેધામ કરી શકે કારણ કે દરેક વખતે કંઈક ને કંઈક કુદરતી વિઘ્ન હોય જ છે કે આ તો ક્યાંક ભુસ્ખલન થયું હોય ક્યાં તો વરસાદ હોય અને રસ્તો બંધ થઈ ગયો હોય તો ચારધામ યાત્રાનું પણ ખૂબ મહત્ત્વ છે એટલું જ નહીં પણ અમરનાથ યાત્રા પણ લોકો કરે છે પગપાળા પણ કરનારા છે ઘોડા ઉપર બેસીને પણ કરનારા પ્રવાસીઓ હોય છે તો આ રીતે આપણા દેશમાં એટલું બધું છે કે આપણી જિંદગી પૂરી થઈ જાય પણ પ્રવાસના સ્થળો ખૂટે તેમ નથી